મારા ગુજરાતી ભાષાના મનગમતા શબ્દસમૂહો એક બાળકો તરફનો વ્હાલ એટલે વાત્સલ્ય બે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ એટલે સ્વયંવર ત્રણ વરસાદ લાવવા માટે ગવાતો રાગ એટલે મલ્હાર રાગ હા મને મૂળ ગુજરાતી ભાષા બોલતા હોવાનું ગૌરવ છે કારણ કે એ મારી માતૃભાષા છે અને તેનું સ્થાન બીજું કોઈ પણ ન લઈ શકે ટૂંકુંને ટચ મને ગુજરાતી ભાષા સૌથી વધુ ગમે છે કારણ કે હું ગુજરાતી છું ને મારી ભાષા ગુજરાતી છે